ગુજરાતમાં કૃષિ ક્ષેત્રમાં મુખ્ય પડકારોમાં જોવા જઈએ તો સૌ પ્રથમ તો મોંઘવારીનો મુદ્દો આવે છે જેમાં ખાતરનો વધુ પડતો ભાવ મુખ્ય મુદ્દો છે સાથે સાથે હાલ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેમાં કમોસમી વરસાદ વાવાઝોડું વધુ પડતી ગરમી જેવા કુદરતી પડકારો પણ જોવા મળે છે પાકમાં અમુક પ્રકારની જીવાતોનો ઉપદ્રવનાં કારણે પણ કૃષિ ક્ષેત્રે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે